હલો તમે જોધપુર સ્વીટ્સમાંથી વાત કરો છો મારું એક એક્ચૂલી ઓર્ડર હતું જે મેં બે દિવસ પહેલા નોંધાવેલું હતું તો એ ઓર્ડરમાં થોડાંક હવે ફેરફાર કરવાની થોડીક જરૂર છે એકચૂલી એમાં મારે છે ને થોડાંક મેં હવે એકચૂલી થોડાં જણ વધી ગયા છે તો એમાં મારે છે ને હવે મેં પચાસ સમોસાનો ઓડર આપેલું હતું તો એમાં થોડોક હજી નેક્સ્ટ બીજી વેરાઇટી જે તમારા પાસે હોય એટલે કે હવે સમોસા સાથે બીજી કોઈ હવે તમારી ફરસાણ હોય તો એક એનું ઓડર એ મારે ઉમેરવાનું હતું અને પ્લસ અહીંયાથી અને મેં બધું એકચૂલી અને પ્લસ બી બીજું પણ કંઈ ફેરફાર હતું ને એમાં છે ને થોડા ઘણા મારા એકચૂલી જણ બી વધી ગયા છે એટલે મારે છે ને હવે બે ફરસાણ બે મિસ્ટાન ને એવી રીતના કરવાની છે એક્ચૂલી તો આ બધી પ્રક્રિયામાં હું તમારું અહીંયાથી બધું આ સ્ટેટસને બધુ જોવું છું કે કોલ કરું છું તો એને મને જણાવ્યું કે તમને અહીંયા આ નંબર પર ફોન કરો પણ હવે ફોન એ પેલો માણસ ઉઠાવતો નથી હવે એટલા માટે મેં તમને ફોન કર્યો અહીંયાથી એકચુલી મેં બધી પેમેન્ટ બી કરી પણ એ મને કંઈ અહીંયા અપડેટ નથી બતાવતી એટલા માટે મેં આ નંબર પર ફોન કર્યો છે અને એમાં થોડું હવે એટલા માટે કે

હ અમે લોકો હોલમાં પાર્ટી રાખી છે એમનો હું એડ્રેસનું અપડેટ તમને આપી દઈશ કરીને અને જે પણ હવે એક્ચુલી એમનું બિલ કે મને જણાવશો કે કેટલું બિલ થશે અંદાજે કે સપોસ મારે પચાસ સમોસા જોઈએ પચાસ કચોરી જોઈએ હવે શુગર ફ્રી સ્વીટ્સ બી જોઈએ એમાં થોડીક અને જો નાના બચ્ચાઓ માટે થોડુંક પેસ્ટ્રીસ ને હવે ચોકલેટ બી તમારી પાસે છે તો એ થોડીક બધી વેરાટીસ તમે મોકલશો તો વધારે સારું હશે તો એમનું મને જરાક તમે કહેશો કેટલું થશે બિલ અંદાજે અચ્છા ઓકે તો ઓકે તો હવે મેં એક્ચુલી પહેલાંનું તમારે જે પેમેન્ટ મેં કરેલું હતું એનું અને પ્લસ તમે જે કહેતા છો હમણાં એ બધું હવે હું એક્સટેન્ડ તમારું જે પહેલું અમાઉન્ટ છે તો હું તમને બધું કરી દઈશ પેમેન્ટ ઓકે